ચોક્કસપણે કહી શકાય કે સાંસ્કૃતિક વ્યવહારમાં શિક્ષણે અસર કરી છે કારણ કે સંસ્કૃતિ જે પહેલાંની હતી એ બોલી બોલીને જ આપણે વ્યક્ત કરતા હતા શિક્ષણ આવવાથી નવાં નવી શોધો થવાથી અત્યારે નવાં નવાં ઇસ્ટ્રુમેન્ટ આવ્યાં એનાથી એ શિક્ષણનાં કારણે જાગૃતિ આવી એ જ રીતે સાંસ્કૃતિક પરંપરાઓ પહેલાં માત્ર લોકો પૂરતી જ મર્યાદિત હતી હવે શિક્ષણ આવવાથી લોકોમાં જ્ઞાન આવવાથી એ એક લોકોથી બીજા દ્વા લોકો દ્વારા ઇન્ટરનેટનાં માધ્યમથી કે કોઇપણ માધ્યમથી એ દુનિયા એની વાકેફ થઇ એટલે સાંસ્કૃતિકના વ્યવહારોમાં શિક્ષણે અસર કરી છે ને શિક્ષણમાં સંસ્કૃતિએ પણ અસર કરી છે એવું આપણે ચોક્કસ કહી શકીએ